મેં લોકડાઉનની અંદર પાણીપુરીથી રસોઈ ચાલુ કરી હતી કારણ કે મારા ઘરવાળા મારો છોકરો અને મારા છોકરી બધા ખાવાના શોખીન હતા લોકડાઉનમાં કેવી રીતે રસોઈ કરવી કેવી રીતે શું કરવું કોઈ જગ્યાએ કોઈ હોટલો કોઈપણ વસ્તુઓ કેમકે એ કોવિડનો કોવિડ એક પ્રકારનો કોવિડ જ હતું એ કોવિડના હિસાબે બધી જગ્યાએ લોકડાઉન હતું લોકડાઉનમાં કોઈ હોટલો કોઈપણ કોઈ વસ્તુ મળતી ન હતી તો ક્યાં જવું ઘરમાં ઘરમાં શું કરવું આખો દિવસ એ એટલે નવી નવી વસ્તુઓ બનાવવાનો ટ્રાય કર્યો મેં એને પહેલાં પાણીપુરીથી ચાલુ કર્યું મેં સાત નહીં પાંચ પ્રકારના પાણી બનાવ્યા પાણીપુરીની પુરી અત્યાર સુધી તૈયાર લેતા હતા પણ લોકડાઉનમાં કેવી રીતે લેવા જવું કેમકે બધી દુકાનો દુકાનો હોટલો બધુ જ બંધ હતું એટલે કેવી રીતે લેવા જવું અને પણ બહાર પણ જઈ શકતા ન હતા એટલે શું કરવું અન મારા ઘરવાળાનો પણ બિઝનેસે પણ બંધ હતો એટલે કરવું શું કેવી રીતે કરવું એટલે મેને પાણીપુરીની પાણી પણ ઘરે જ બનાવ્યું હતું અને પુરી પણ ઘરે જ બનાવી હતી પુરી બનાવવા માટે પહેલાં મેં બે બે કપ બે કપ મેં મેં મેને પેહલા બે કપમાં બે કપ બે કપ ઘઉંનો લોટ લીધો એક કપ સોજીનો લોટ લીધો અને એમાં થોડું બેકિંગ સોડા નાખ્યા એમાં થોડું ગરમ પાણી નાખ્યું અને લોટ બાંધ્યો લોટ બાંધીને મેને પુરી નાના નાના લોયા કર્યા પછી મેને પુરી વણી પુરી વણીને પછી મેં ભીના કપડાં ભીના કપડાં ઉપર મૂકી અને એકદમ એક એકદમ સરસ રીતે ભીના કપડાં ઉપર મૂકી અને ફૂલ તેલ આવવા દીધું અને મેં પાણીપુરી પાણીપુરીની પુરી તૈયાર કરી પાણીપુરીની પુરી તૈયાર કર્યા પછી મેં બટેટા ચણા એનો પણ મસાલો કર્યો મસાલા પણ મેં નવી નવી વસ્તુઓ ઉમેરી હતી તેમાં ચાટ મસાલો છે આમચૂર પાવડર છે સહેજ નમક છે સિંધાલુણ નમક છે કાળું નમક છે બધા નમક એ બધાનો ઉપયોગ કરી અને મસાલો તૈયાર કર્યો અને મેં તીખું પાણી કર્યું એક રાઈતું કર્યું અને મીઠું પાણી કર્યું એક રેગ્યુલર પાણી કર્યું એક લસણનું પાણી કર્યું અને એક એક ખાટું કર્યું મેં રેગ્યુલર પાણીમાં પહેલાં મેં કોથમરી મરચાં ફૂદીનો એ બધું પીસીને એમાં બધા મસાલા એડ કરીને એકદમ ટેસ્ટી પાણી કર્યું મીઠું પાણી કરવા માટે મેં આમલી અને ખજૂર પલાળ્યું હતું ખજૂર અને આંબલી ગરમ પાણીમાં પલાળ્યા પછી એને ક્રશ કરીને મેં મીઠું પાણી તૈયાર કર્યું લસણનું પાણી લીલું લસણ લસણ એકદમ જીણું કે આદું અને લસણની પેસ્ટ તૈયાર કરી દીધી હતી અને એમાં પાણી નાખ્યું સંચળ નાખ્યું મીઠું નાખ્યું બધાં મસાલા બધા મસાલા એડ કરીને પાણીપુરી કરી પાણીપુરી એમ કરી ને બધી જ રીતના પાંચ ફ્લેવરના પાણીપુરીના પાણી થાય અને મેં મારા ઘરના બધાયને પ્રેમથી જમાડ્યા એ બધાયે એમ કીધું કે બહુ સરસ થઈ છે પાણીપુરી કે બહુ સરસ થઈ છે તું હવે કંઈક બીજી વાનગી તૈયાર કર મેં પછી ઢોસા બનાવવાનું ચાલુ કર્યું ઢોસાનું બેટર તૈયાર કર્યું પછી ડુંગળી લસણ એ બધાયની અને બધા વેજીટેબલ નાખી સંભાર કર્યો અને ઢોસાનું બેટર બેતર બનાવ્યું એ બે કપ ચોખા ને એક કપ દાળ પલાળી પીસી અને બેટર તૈયાર કર્યું અને મેં ઢોસા બનાવ્યા અને પછી બધાય ઘરના એ બધા જમ્યા ટેસથી અને બધાય જમ્યા પછી બધાએ મને કીધું હવે ત્રીજી કોઈ આઈટમ તૈયાર કર કે જેથી કરીને બધાંને ગમે બધાને ભાવે અને તને રસોઈમાં બહુ જ કૂકિંગનો તને શોખ છે તો તું બધું કરી શકીશ તો મેં બ્રેડ પકોડાનું ચાલુ કર્યું બ્રેડ પકોડા એવી રીતે કર્યા કે જેથી કરીને કોઈ તકલીફ ન થાય અને મજા આવે મેં પહેલાં બટેટાનો માવો કર્યો બેની સ્લાઈડ કરી બટેટાનો મસાલો ભર્યો બટેટાનો મસાલો કરી ચણાનું બેટર બનાવ્યું ને ચણાના બેટરમાં ડીપ કરીને મેં મેં મેં બ્રેડ પકોડા કર્યા એક દિવસ બ્રેડ પકોડા કર્યા પછી રેગ્યુલર રસોઈ તો કરતાં હોય પણ રેગ્યુલર રસોઈ બપોરે હોય તો સાંજે શું કરવું સાંજે છોકરાંઓ એમ કહેતા કે મમ્મી આજ કંઈક નવું કરજો તો નવામાં તો દરરોજ તો શું નવું કરું એ બધા પ્રશ્ન પહેલાં થતા હતા અને લોકડાઉન પડ્યું એટલે રસોઈ કરવાની પણ મજા આવતી હતી કેમકે મેં એક દિવસ પછી મેં ભજીયા કર્યા હતા મેથીના મેથીના ભજીયા એવી રીતે કર્યા હતા કે જેથી કરીને કોઈને તકલીફ ન પડે એમાંય મેં ત્રણ જાતના કર્યા હતા મેં એક રીંગણના ય કર્યા હતા કેળાંના ય કર્યા હતા બટેટાના કર્યા હતા અને મેથીના ય કર્યા હતા અને બટેટાના ભરેલા રીંગણા ભરેલા બટેટાના મેં ભજીયા કર્યા હતા મેં બધી જ જાતના જુદા જુદા ભજીયા કર્યા હતા બધી જાતના ભજીયા કરવાથી પણ ઘરમાંય બધાને બહુ જ ભાવ્યા હતા એટલે મેં પણ ભજીયા પણ બી કર્યા હતા અને પાણીપુરી ભજીયા ઢોસા ઈડલી પાસ્તા એક દિવસ મેં પાસ્તા કર્યા હતા એક દિવસ મેં મન્ચુરિયન કર્યા હતા મન્ચુરિયનનું કોબી કોબી કોબી ગાજર એ બધું ખમણીને કોબી ગાજર ને એ બધું ખમણી વિનીગર નાખ્યું પછી આરાલોટ નાખ્યો પછી કોર્નફલોર નાખ્યો અને મેં એમાં ગોલ ગોલ લોયું વારી અને મેં પછી મન્ચુરિયન મેં તળ્યા હતાં બોલ્સ મેં તળ્યા હતાં એ બોલ્સનો પછી મેં કોબી ગાજર કેપ્સિકમ આદું મરચાંની પેસ્ટ લસણની પેસ્ટ વિનેગર સોયા સોસ રીડ ચીલીફ્લેક્સ પછી સોયા સોસ રીડ રીડ ચીલીફ્લેક્સ પછી ગ્રીન ચીલીફ્લેક્સ બધા જ નો ઉપયોગ કરીને મેં બહુ જ સરસ રીતે મન્ચુરિયન કર્યા હતા મન્ચુરિયન ડ્રાય નહીં મન્ચુરિયન ગ્રેવીવાળા મન્ચુરિયન કર્યા હતા વિનેગર એ બધું નાખીને અને એ બધું નાખવાથી મન્ચુરિયન ટેસ્ટ બહુ સરસ જ આવે છે એને મેં આ બધી જ રસોઈઓમાં કરી હતી એટલે એ રસોઈ કરવાથી મને ઘણા બધા ફાયદાઓ થયા છે કેમકે એ રસોઈ કરવાથી મારે બહાર હોટલમાં તો કોઈ જગ્યાએ જઈ ન હતા શકતા એટલે એ એક એક જગ્યાએ તો હોટલના પૈસા બચી ગયા અને ઘરમાં રસોઈ પણ થઈ જઈ એક દિવસ મેં બ્રેડ પકોડા પણ કર્યા હતા એ એક દિવસ મેં ઈડલી કયતી ઈડલી એ જ બેટરમાં હતી એટલે એક દિવસ મેં પાસ્તા કર્યા હતા પાસ્તાને મેં પલાળ્યા ગરમ પાણીમાં કર્યા ગરમ પાણીમાં કર્યા પછી એના બધી જ જાતનો પાસ્તાનો બધો વઘાર કર્યા વઘાર કરી એ પાસ્તા નાખ્યા હતા એ બહુ જ સરસ ટેસ્ટી રહ્યા હતા એટલે મેં બધુ કર્યું હતું પછી રેગ્યુલરમાં બધા મેગી પણ કરી શકે છે વેજીટેબલ પણ મેગી થાય છે અને સાદી થાય છે વેજીટેબલ મેગી કરવી હોય તમારે તો બધા વેજીટેબલ પહેલાં સમારો બહુ બધી તકલીફો થાય બધી સમારો અને સમાર્યા પછી એને બધા ફ્રાય કરો ફ્રાય કર્યા પછી તેલમાં ફ્રાય કરો પછી બધા મસાલા એડ કરો મેગી ફ્રાય કરો મેગીને ત્યાં પછી મેગીને ઉકાળો મેગી ન ઉકાળ્યા પછી તમે એમાં નાખો તો બહુ સરસ થાય છે મેગી મેગી પણ બહુ સરસ થાય છે એ પણ બહુ સરસ થાય છે અને આ રીતે મેં નહીં હોય તો આઠથી દસ આઈટમો કરી હતી મેં મેં પિત્ઝા પણ બનાયા તા પિત્ઝાના રોટલા તો ઘરે બનતા ન હતા તો મેં ભાખરીમાંથી મેં પિત્ઝા બનાવ્યા પહેલાં મેં એક જાડા લોટની ભાખરી કડક કડક ભાખરી કરી હતી પછી એમાં કોબી સમાર્યુ ગાજર કેપ્સિકમ મકાઈ વિનેગર સોયા સોસ એ બધુંય પછી ચીજ એ બધી જ વસ્તુ ભેગી કરી હતી મેં ને સોસ પછી પિત્ઝા સોસ પછી ઓનેગો એ બધી જ વસ્તુઓ મેગી મસાલો એ બધી જ વસ્તુઓ ભેગી કરી હતી અને મેં પિત્ઝા કર્યા હતા પહેલાં મેં ભાખરી વણી ભાખરી વણી અને પહેલાં ચડવી અધકચરી એક પા બે પા ચડવી દીધી ચડવ્યા પછી કેપ્સિકમ કોબી ડુંગરી ગાજર એ બધાય ને મેં ફ્રાય કર્યા એમાં બધા મસાલા ઉમેર્યા પછી ભાખરી ઉપર બધુ ડેકોરેશન એવી રીતે કર્યું જેથી કરીન પિત્ઝાનું જ કોટિંગ આવે એ બધુ નાખ્યું રેડ ચીલીફેક્સ અને ગ્રીન ચીલીફેક્સ નાખ્યું ચીજ ખમણીને નાખ્યું અને મેં ધીમા ગેસ ધીમા તવા ઉપર તપાવી એવી રીતે તપાયું કે જેથી કરીને ખાય તો આપણને પિત્ઝા જ લાગે કોઈ જગ્યાએ જવાની પણ જરૂર ન પડે એવી રીતે પિત્ઝા બનાવ્યા હતા ભાખરીમાંથી જ પિત્ઝા બનાવ્યા હતા પણ પિત્ઝા એટલા સરસ બન્યા હતા કે જેથી કરીને પિત્ઝા બધાયને અનુકૂળ આવ્યા હતા કેમકે રોટલા લોકડાઉનમાં પિત્ઝાના રોટલા કે એવું કોઈ વસ્તુ ક્યાંય મળતી નહોતી તો કયા લેવા જવી એટલે મેં એ આઈડિયાથી મેં પિત્ઝા બનાવ્યા હતા પિત્ઝા આ રીતે મેં ભાખરીમાંથી બનાવ્યા હતા અને પછી પિત્ઝા પણ બનાવ્યા થેપલા પણ બનાયાતા થેપલા તો રેગ્યુલર જ છે થેપલામાં તમે ત્રણ પ્રકારના થેપલા બનાવ્યા હતા મેં થેપલા આવી રીતે બનાવ્યા હતા કે ચીઝ ચીઝ કોબી બીટ ગાજર એ બધું જ ખમણી અને રાજા રાણી થેપલા મેં બનાવ્યા હતા એવી રીતે થેપલા બનાવ્યા હતા રાજા રાણી કે બધા મોઢામાં આંગળા નાખતા હોય એ બધી જ વસ્તુઓ બધા મસાલા એ બધુ ભેગું કર્યું થેપલાનો લોટ બાંધ્યો અને મેં પહેલાં વણ્યો આલુ પરોઠાની ગોળ મેં વણ્યો વણીયો વણી પછી મેં મોટા તવા ઉપર તળ્યો તળ્યા પછી મેં છે ને એવી રીતે કર્યું કે જેથી કરીને ચારે ચાર બધી જાતના પિત્ઝા ગોળ આમ કટિંગ કર્યું અને કટિંગ કરીને પછી મેં પિત્ઝાની ગોળ કટિંગ કર્યા પછી મેં બધી રીતે ઊલટસુલટ કરીને બધા પડ ખોલ્યા તો એકદમ રાજા રાણી પરોઠા તૈયાર થઈ જતાં બહુ સરસ પરોઠા થયાં હતા એમાં ન એમાં તો મેં સેન્ડવિચ પણ કરી હતી એવી રીતે સેન્ડવિચમાંય પણ ચીઝ સેન્ડવિચ કરી હતી ચીઝ સેન્ડવિચ બધી જ જાતનું મસાલો કર્યો હતો અને ઉપર ચીઝ ખમણી બટેટાનો મસાલો કર્યો હતો એમાં એમાં બટેટાના મસાલામાં વેજીટેબલ નાખીને વેજીટેબલની સેન્ડવિચ કરી હતી એવી રીતે કરી હતી વેજીટેબલ સેન્ડવિચ કે જેથી કરીને કોઈને નુકશાનેય ન થાય અને બધી રીતે સરસ લાગે એવી રીતે લોકડાઉનમાં મેં આ રીતે સેન્ડવિચ બધી નવી નવી આઈટમો રાંધવાનો પ્રયત્ન કર્યો હતો અને બધી જ રસોઈ મારા માટે બહુ સરસ થઈ હતી એટલે મેં રસોઈ માટે બહુ જ મને મજા આવી હતી લોકડાઉનમાં રસોઈ કરવાની અને મને રસોઈ કરવાનો પણ શોખ એટલો જ છે એટલ માટે મેં રસોઈ કરી હતી આ લ્યો પકડો તો ચાલો તો પતતુ થાય